હા હું છે ને રમેશ વાત કરું મારે છે ને શાકભાજીની એક દુકાન છે અને મારે થોડાં શાકભાજી તમારા જોવે છે તો તમારી પાસે કયાં કયાં શાકભાજી છે તમે કહી શકો છો

તો મારી મારે છે બટાકા જોઇએ છે બરાબર પછી તમે બીજુ શું બોલ્યા તમે રીપીટ કરી શકો છો મું ભૂલી ગયો હં હં હા તો તમે છે ને આમાંથી કોથમીર કરી કાઢો મારે બટાકા કોથમીર પછી કાંદા અને લસણ મારે આટલી વસ્તુઓ જોઇએ છે તો તમે મને કહી શકો છો કે એની શું કિંમત છે અચ્છા અચ્છા અચ્છા તો મારે મતલબ બધું હોલસેલમાં જ જોઈએ છે મારે બટાકા પછી હોલસેલમાં જોવે પછી કાંદા લસણ બધું મારે મતલબ જેટલું કારણ કે મારે કેવું છે મારે ત્રણ ચાર દિવસ પછી મારા ભાવે શાકભાજી પછી મારે ત્રણ ચાર દિવસ રહીને ખાલી થાય તો પછી હું પાછું મંગાવું એટલે મારે એ રીતે જોઈએ છે હા તો શું પ્રાઇસ છે તમે કહી શકો છો ઓકે ઓકે વાંધો નહીં હા